અન્ય ભાષા કે અન્ય બોલી બોલ તે બોલાય એવા વિસ્તારમાં તો આપણે ગયા કેટલી વખતે જતાં રહેતાં હોય હવે કોઈ આપણે સિટીમાં રહેતા હોય તો એ સિટીની અંદરની જ વાત આપણે કરીએ તો એ સિટીની અંદર જ કેટલા અલગ અલગ એવા એવા એરિયાઝ હોય કે જેમાં અલગ અલગ વાત થાય એવી રીતે આપણે સુરતમાં રહેતા હોય તો સુરતમાં તમે કતારગામ છે વેડ એ બધા એરિયામાં રહો તો તમને નૉર્મલી બધા સુરતીઓ લોકો મળતા હોય કે જે સુરતી ગુજરાતીને બધુ બોલતા હોય પછી તમે આ બાજુ પાંડેસરા ને એ બાજું આવો તો ત્યાં થોડાક અલગ ત્યાં પ્રકારનાં લોકો રહેતાં હોય કે જે લોકો ઉર્દૂ હોય છે એવું પણ ઉર્દૂ તેલુગુ એવું પણ બોલતા લોકો ત્યાં રહે છે એવું નથી કે આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ તો ત્યાં જ તમને અલગ અલગ માણસો મળે છે આપણે સીટીમાં ને સીટીમાં પણ તમને મળી આવે છે અને આપણે કશે લોંગ જઈએ છીએ કે જ્યાં પ્રોપરલી આખું અલગ જ બોલી બોલાય છે ત્યાં આપણે જઈએ તો આપણને સંદેશવ્યવહાર કરવામાં થોડુંક પ્રોબ્લેમ તો આવે જ પણ આપણે એને લગતી થોડી ઘણી એવી કોઈ લેંગ્વેજ ત્યાં બોલાતી હોય છે નૉર્મલી જેવી કે હિન્દી છે હિન્દી ત્યાં આપણે બોલીને એ લોકોની સાથે થોડો ઘણો નૉર્મલી સંદેશ વ્યવહાર તો આપણે કરી જ શકીએ હમણાંની જ વાત છે અમે અજમેર ફરવા ગયા હતા તો ત્યાં રાજસ્થાનમાં મોટા ભાગે રાજસ્થાની બોલવામાં આવે છે તો એ લોકો જે વાત કરે છે એ જલ્દી આપણને ખ્યાલ નહીં આવે એ લોકો જે હિન્દી બોલશે એ પણ આપણને થોડુંક સમજવામાં પ્રોબ્લેમ થશે પણ લોકો હિન્દી બોલે છે કે જેનાથી આપણે એ લોકો સાથે સંદેશ વ્યવહાર ને બધું આરામથી કરી શકીએ છીએ

મોટાભાગે તમે કોઈ બી સ્ટેટમાં કે એમાં જઈ આવો તમને મોટા ભાગે હિન્દી તો એવી બોલી છે કે જે બધી જ જગ્યા પર બોલાતી હશે અને સંદેશવ્યવહાર એનાથી કરવામાં તો ઈસી જ પડશે અને હિન્દી અને થોડાક એવા તમે ઇંગ્લિશ પણ તમે જે ભણેલા લોકો હશે તે લોકો તમારી સાથે ઇંગ્લિશમાં પણ વાત